અમારા વિસ્તારમાં ઘણા બધા વેપાર કરી શકાય તેની શક્યતાઓ છે જેમ કે ખાણીપીણીનો વેપાર ડાન્સ ક્લાસ ગીટાર ક્લાસ સંગીતના ક્લાસ વગેરે ભારતની સંસ્કૃતિને બધી જગ્યાએ પ્રચાર કરવા માટે આ વેપાર તે ઉત્તમ ગણાય છે હું મારા કથકના ક્લાસ ખોલવા ઈચ્છીશ કારણ કે મને નાના બાળકો સાથે રહેવાની ખૂબ મજા આવે છે અને તેમને હું કંઈક નવું શીખવાડી શકું જેથી તેમનું જ્ઞાન વધી શકે તેવી મારી ઈચ્છા છે